નમસ્કાર રાજ્યમાં નાના ઉદ્યોગોને સરકાર કેવી રીતે ટેકો આપે છે તો રાજ્યમાં સરકાર જેમકે કોઈ બી આપણે જેમકે નવો બિઝનેસ ચાલુ કરવો હોય તો એના માટે એની વેબસાઇડ એની વેબસાઇટ ચાલું વેબસાઇટ અને એપ્લિકેશન થ્રુ નાના બિઝનેસને સરકાર ટેકો આપે છે જેમકે ગમે તે આપણે બિઝનસ ચાલું કરીએ ત્યારે એની નાની એવી વેબસાઇટ બનાવીને આપણે જો ગૂગલ ઉપર મૂકીએ તો એનાથી બિઝનેસ આગળ વધે છે અને એ સારી રીતે ચાલી શકે છે ઇન ફ્યુચર બિઝનેસ ગ્રોથ કરી શકે છે ત્યારબાદ વાત કરું તો સરકારી પોર્ટલસ કેટલાક વિશિષ્ટ ઉદ્યોગોને વિસ્તાર કોર્પોરેશનો અને ખાસ યોજનાઓ માટે અલગ અલગ પોર્ટલ્સ આપે છે પછી ટેકનોલોજીનો ઉપયોગ જેમકે ગમે તે બિઝનસ હોય તો એનો બિઝનેસની અંદર ટેકનોલોજી એ આપણને ઘણી જોવા મળે છે આજકાલ જેમકે બિઝનેસમાં આજકાલ ગૂગલપે ફોનપે પેટીએમ આવી બધી સર્વિસો થ્રુ આ બિઝનેસ ખૂબ આગળ આગળ વધારી શકાય છે ગમે તે જેમકે ગમે તે આજકાલ ઓનલાઈન માધ્યમથી પેમેન્ટ કરવાનું વધારે સરળ બન્યું છે તો ગમે તે કસ્ટમર આવે તે કસ્ટમરને કંઇક પ્રોબલમ ના પડે તે કસ્ટમર ઇઝીલી કોઈપણ વસ્તુ ખરીદીને તેનું પેમેન્ટ આપી શકે એના માટે સરકારે પેટીએમ ગૂગલપે અને ફોનપે થ્રુ પેમેન્ટ કરીને તે આગળ વધાર્યું છે અને તે તેનાથી બિઝનેસમેન સારી રીતે બિઝનેસમાં તેનું પેમેન્ટ મેળવી શકે છે આવી રીતે રાજ્યમાં નાના નાના ઉદ્યોગોને સરકાર ટેકો આપે છે